આપણે ઘણી ઘણીવાર બસમાં તો સફર કરવાની તક મળે જ છે એટલે બસમાં સફર તો કરીએ છીએ પણ પહેલાં કરતાં તો બસમાં ઘણા બધાં મોડીફિકેશ સુધારા ગયા છે એટલે બસ તો પહેલામાં પહેલાં તો ઘણી બધી તકલીફ પડતી હતી લોકોને અત્યારે તો ડ્રાઇવરની સીટ પણ બહુ સરસ કેટલીક બસોમાં તો હવે એસી લગા લગાડી દીધા છે એટલે મુસાફરોને પણ ઘણી બધી સુવિધાઓ મળે મળે છે આગનો સામાન મૂકવાની પણ ઘણી બધી ફેસીલીટી અત્યારે તો થઈ ગઈ છે ઇમરજન્સી વિન્ડો હોય છે એટલે બારીમાં ઈમરજન્સી બારી પણ હોય છે બેઠકો જે છે એ પણ સીટો પણ સરસ કરી દીધી છે ગાદીઓવાળી સીટો બારીઓ બધું જ અત્યારના સમયમાં તો ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે બસના બસમાં એટલે મુસાફરો જો છે જે બસમાં રોજે રોજ અપડાઉન કરે છે એ લોકો માટે તો ઘણી બધી જ ફેસીલીટી થઈ ગઈ છે અત્યારે અત્યારના સમયમાં